હું ચિત્રકલાના સાધનોની વાત કરું તો ચિત્રકલામાં ઘણા પ્રકારના સાધનો આવે છે કલર છે કતર છે ગમ છે પછી જે બીજા ચોંટાડવા માટેના અલગ અલગ શેપના જે કાચ આવે છે બિંદી આવે છે એવું અલગ અલગ પ્રકારના આવે છે આવા જે ચિત્ર હોય છે બરોબર એમાં અલગ અલગ કલરનો વપરાશ હોય છે ચોક કલર છે પેન્સિલ કલર છે પછી વોટર કલર છે પીઓપી કલર છે એવા ઘણા બધા કલર આવતા હોય છે તો આમાંથી હું વધારે વોટર કલર વાપરું છું જે સરળ રીતે ડિશા ડિઝાઈનમાં આપણે કરી શકતા હોય અને બ્રાન્ડની વાત કરું તો મારે ડોમ્સની જે આવે એ બ્રાન્ડ હું વધારે વાપરું એ મને વધારે ગમે તેનો ઉપયોગ હું વધું કરું અને પહેલા તો હું અહીંયાથી જ વધું લઈ આવતી મતલબ બધું અહીંયાથી જ લેતી પરંતુ મારી જે બહેન છે એ અમદાવાદ ભણે છે તો એક બે દિવસે લાલ દરવાજા કરીને એક બજાર છે તો ત્યાં ગઈ તો ત્યાં તેને સસ્તા મળે અને એને ખબર હોય કે મને બહુ ગમે એમ તો એ ત્યાંથી અલગ અલગ જાતના કલર લાવી હતી તો એ મને ખૂબ સારા લાગ્યા અને મીણ કલર છે જેને આપણે ચોક કલર કહેતા હોઈએ તે ભી મને ખૂબ ગણે અને કદમ પાક્કા કલર આવે જે આપણે કલર ચિત્ર સિવાય કપડામાં પણ કરી શકતા હોય તો એવા જે કલર છે એ ત્યાંથી અત્યારે હું એને લિસ્ટ આપી દઉં કે મારે આ આ કલર જોતા છે તો મને લઈ દે એમ તો એવા કલર એ લઈ આવે અને વા અને ગો કલરનું હું ઉપયોગ કરું એમ અને બીજું જોઈ શકતા હોય આપણે કે એ ખરીદી તો ત્યાંથી જ થાય અને એ મને ખૂબ સસ્તું પડે ત્યાંથી અને નવી નવી બ્રાંડોના અને નવા નવા સરસ કલર આવે નવા નવા શેપમાં કલર આવે નવી નવી ડબ્બીઓ છે ઓર્ગેનાઈઝ કરેલી હોય એ લોકોએ એટલે બહુ ખૂબ સરસ લાગે એમ કામ કરવાનું બી મજા આવે આમ મન ગમતું હોય તો અને સ્ટેશનરીમાં જોઈએ તો આપણે નોર્મલ મળી રહે પણ એક ચિત્રકલાને સ્પેશ્યલ સ્ટેશનરીઓ આવે તેમાં પણ ખૂબ જ અલગ અલગ જાતના અલગ અલગ કલરમાં એક જ શેડના આપણે જોઈએને તો ચારસોથી પંદર શેડ આવે એક જ કલરના જેમકે લાલ હોય તો એના ઘણા બધા પ્રકાર લાલના પિન્ક છે તો એના ઘણા બધા લાઈટ પિન્ક છે ડાર્ક પિન્ક છે લાઈટ ગ્રે ડાર્ક ગ્રે ડાર્ક બ્લેક લાઈટ બ્લેક સ્કેચ કલર એવા અલગ અલગ કલર આવતા હોય અને એવા બધા કલરો આપણને જે સ્પેશિયલ કલર ચિત્રકામની હોય એનાથી મળી જાય